ગુડ આફ્ટરનૂન સર તમારો નંબર આ ઇન્સ્ટાગ્રામ ઉપરથી લીધો છે જેમાં ચશ્માં મારે કરાવવાના છે તો એના પર કોઈ હાલમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જન્માષ્ટમીમાં ટાઈમ કેટલા વાગ્યાનો રહેશે કેટલાથી કેટલા ઓપન રહેશે ફક્ત બે દિવસ માટે આ ઓફર છે તો આગલા દિવસે અને જન્માષ્ટમીના દિવસે બંને દિવસે કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ મળશે ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે ઓકે ઓકે જ્યારે હવે તમારા શોપની વિઝિટ લેશું ત્યારે કંઈ કોલ કરેલો કે એવું કંઈ જણાવવાનું કે પછી ચાલે એમ જ આવે તો ઓકે થેન્કયુ